આ હું ચિત્રકામ મારી સ્કૂલમાં શીખ્યો હતો જેમાં મને સર નાનો હતો ત્યારે મને વૃક્ષો જેવું દોરવાનું સાહેબો કહેતા હતા અને જેમ જેમ મોટો થયો કુદરતી દૃશ્યો છે પક્ષીઓ છે અલગ અલગ વાતાવરણ અને આ અને ચિત્રમાં રહેલા ભાવને પ્રગટ કરવા માટે પણ શિક્ષકો અમને શીખવાડતા હતા અને કલાકારોને મદદરૂપ થાય એવી ઘણી બધી કોલેજને કોર્ષ છે જેના વિશે છે એટલી ખબર છે પણ એનાં વિષે હું કંઈ જાણતો નથી તમારી મારી કલાની કારકિર્દી માટે મારું કોઈ હું તો એક શું કહેવાય ખેતીનું કામ કરું છું જેથી કોઈ ચિત્રકલા વિશે ઓછું જાણું છું પરંતુ ચિત્રકલા એ એક બહુ બહુ જ સારી બાબત છે અને તેમાંથી લોકોને પ્રભાવિત પણ કરી શકાય છે લોકોને તેમાં ભાવ પ્રગટ કરી શકાય છે જે ઘણું બધું એમાં અ કરી શકાય છે અને અગામી સમયમાં ચિત્રકલા માટે મારાં છોકરાઓને અને મારા પરિવારને હું હું ચિત્રકામ દોરવાં માટે હું પ્રેરણા પણ આપું છું અને તેમની પાસે અલગ અલગ ચિત્રો પણ દોરાવું છું એ કામ સ્કૂલોમાં શિક્ષકો દ્વારા દોરાવવામાં આવતું હતું જેમાં કુદરતી કુદરતી દૃશ્યો કુદરત કુદરતી દ્રશ્યો દોરવામાં આવતાં હતાં જેમાં વૃક્ષ છે ચાંદામામા છે નદી છે મંદિર છે માણસ છે આવાં બધાં ચિત્રો અ શિક્ષકો દોરવાનું કહેતા હતા અમને અને જેમાં અમે પેન્સિલ દ્વારા અને લાકડા કલરનો ઉપયોગ કરીને અમે કલર પણ પૂરતા હતા અને આ અમુક કલાકારોને મદદરૂપ થાય એવા કૉલેજોમાં પણ કોર્સ જોવા મળતા હોય છે ચિત્રકામનાં અલગ જે કેવી રીતે પેઇન્ટિંગની શરૂઆત કરવી કેવા કલર પૂરવા આવી બધી અ જ્ઞાન કૉલેજોમાં અને અ સ્કૂલોમાં આપતાં હોય છે ચિત્રકલા વિશેનું મારું કોઈ એક લક્ષ્ય છે કે આકાંક્ષા નથી અને આગળનું આયોજન જોઈએ તો મારાં છોકરાઓને અને મારા પરિવારજનને ચિત્રકામ દોરી અને તેમાંથી અને હા મને એક સારો એવો પણ શોખ છે સારાં સારાં ચિત્રો સારી સારી અ મૂર્તિઓ મને રાખવાનો શોખ જે હું મારાં ઘરમાં પણ રાખું છું અને જેથી લોકો પ્રેરિત થાય થેન્ક યુ